હુ પોતે એક ઇલેક્ટ્રિક એન્જીનયરીંગના વ્યવસાય સાથે જોડાયેલો છું અને મારો રોજગાર વીજળી પર આધારિત છે જયારે વીજળી પર કાપ મુકવામાં આવે છે ત્યારે મારું કામ ઠપ થઈ જાય છે વીજળીના કાપ વખતે દિવસ હોય તો પ્રકાશ માટેનું મુખ્ય સોર્સ તો સૂર્ય જ છે પરંતુ રાત્રિના સમયે તેના માટે અત્યારે મળતા એનર્જીના ઉપયોગ કરનારા બલ્બ છે ખાસ કરીને સોલાર એનર્જીથી ચાલતા બલ્બનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય મીણબત્તી દિવા વગેરેનો ઉપયોગ કરીયે છીએ ઈન્વેટર અહીંયા છે પરંતુ બધા લોકો પાસે તે અવેલેબલ નથી